પ્રવાસ અ મને પ્રવાસીઓ સાથે વાતચીત કરવાનું ગમે છે કારણકે એ લોકો અલગ શહેરથી આવે છે અલગ દેશથી આવે છે અને તેમની સાથે વાતચીત કરવાથી અ તેમના પહેરવેશ અને તેમના વ્યંજનની ખબર પડે છે એમના શહેરમાં શું ચાલે છે એની પણ નોલેજમાં આપણને વધારો થાય છે અને એ લોકોને અ શું ગમે છે કે નથી એ આપણને ખબર પડે છે અને એ લોકોનાં શહેરમાં અ કઈ વસ્તુ જોવાલાયક છે તેમની ખાણીપીણીની શું વસ્તુઓ મળે છે અને અ અને તેમનો પહેરવેશ પણ ખબર પડે છે એને એમની સાથે વાતચીત કરવાથી આપણાં જ્ઞાનમાં પણ વધારો થાય છે અને મને તો બહુ ગમે છે એમની સાથે ફરવાની વાતચીત કરવાનું